ઓમ ઓમ શાંતિ મિત્રો આપણી જે યોગીક ક્રિયા છે આપણે જે યોગીક ક્રિયાઓ કરીએ છીએ એમાં ધ્યાનની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે કારણ કે આપણે જ્યારે જ્યારે યોગ કરતા હોઈએ છીએ કપાલભાતી કરીએ અનુલોમવિલોમ કરીએ ભ્રામરી કરીએ ઉદગીજ કરીએ ગમે તે યોગ કરીએ પ્રાણાયમ કરીએ એમાં એ જગ્યાએ આપણું ચિત્ત હોવું બહુ જ જરૂરી છે જેને કહેવાય ને કે આપણે એકાગ્રતા જળવાવી ખૂબ જ જરૂરી છે હવે એ એકાગ્રતા તો અત્યારે જે આપણે પ્રાપ્ત કરી સકીએ કે જ્યારે આપણે ધ્યાનમાં આમ આપણું યોગની અંદર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરી શકતા હોઈએ ધ્યાન છે એક એવી વસ્તુ છે કે જેને કહેવાયને કે આપણું મન અતિ ચંચળ છે મનને મરકટ સાથે સરખાવામાં આયપું છે મરકટ કહેતા વાનર વાનર જેટલો ચંચળ હોય છે એટલું આપણું મન ચંચળ હોય છે એમ મનને એકાગ્ર રાખવાની ક્રિયા એટલે ધ્યાન જે માણસે ધ્યાનની અંદર પોતાનું પોતાને મનને કેન્દ્રિત કરી લીધું એણે કદાચ પચાસ ટકા જગ જીતી લીધું દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન ત્યાં જ પહેલાં તો આવી જાય કે જ્યાં આપણે આપણા મનને એકાગ્ર કરી શકીએ ગમે તેવી ગંભીર પરિસ્થિતિ હોય ગમે એવી અકળાવનારી પરિસ્થિતિ હોય એની અંદર પણ મનને વિચલિત કર્યા વગર જો આપણે આપણે મનને શાંત રાખવું હોય તો આપણે ધ્યાનમાં આપણું ચિત્તને એકાગ્ર કરવું ખૂબ જ જરૂરી છે અને એક વસ્તુ કહુને મિત્ર તો ધ્યાનની અંદર બેસવા માટે ઘણા બધા પરિબળો કામ છે કામ કરે છે એમાં એક પરિબળ કહુને તો એ છે તમે ધ્યાન કરવા જ્યારે બેસો છો એ સ્થળ કેવું છે એ સમય કયો છે સ્થળ એટલે એકદમ શાંત સ્થળ હોવું જોઈએ અને એમાંય જો તમે કુદરતના સાનિધ્યમાં બેઠા હોય તો એ તો આપણા માટે બેસ્ટમાં બેસ્ટ છે કે જ્યાં નદીઓ હોય પહાડો હોય અને એસ એની અંદર જો આપણે ધ્યાનમાં બેઠા હોય તો આપણને કારણ કે બાહ્ય જે ડિસ્ટર્બન્સ છેને એ અસર કરતા નથી એટલા માટે અને નંબર બે છે કે સમય તમે કયા સમયે તમે ધ્યાનની અંદર બેસો છો તો ધ્યાન કરવા માટે મારી દૃષ્ટિએ મિત્રો કહુને તો બેસ્ટમાં બેસ્ટ સમય છે બ્રહ્મ મૂરતનો બ્રહ્મ મૂરત એ એક એવો સમય છે કે જેને આપણે અમૃત વેલા પણ કઈ અમૃત વેલા એ એવી વેળા છે કે જેને અમૃત સાથે સરખાવવામાં આવી છે અમૃત એટલે કે જેનું કોઈ મૃત્યુ નથી એવું અમૃત એટલે એ જે બ્રહ્મ મૂરતનો સમય છે સામાન્ય રીતે આપણે એને ત્રણથી પાંચ સુધીનો સમયગાળો કહી શકીએ કે સૂર્ય ઉગે એ પહેલાં દોઢ કલાક અગાઉનો સમયગાળો એટલે બ્રહ્મ મૂરત અને કહેવાય છે કે એ બ્રહ્મ મૂરતની અંદર જે કોઈ દેવી શક્તિઓ છે એ વિચરણ કરતી હોય છે અને એ દેવી શક્તિઓ સતત આપણને કાંઈક આપવા માટે આતુર હોય છે પરંતુ આપણે એ સમયે ઘોર નિદ્રામાં સૂતા હોઈએ છીએ અને આપણે લેવા માટે તૈયાર હોતા નથી એ તો આપણને આપવા માટે નીકળે જ છે પણ આપણે લેવા માટે તૈયાર હોવા જોઈએ તો એ માટે જો બ્રહ્મ મૂરતમાં ઉઠી અને થોળા ઘણા આપણી જે સવારની ક્રિયાઓ એમાંથી પરવારી ફ્રેશ થઈ અને જો આપણે ધ્યાનમાં આપણા ઇષ્ટનું ધ્યાન કરીશું આપણા આપણા મગજની અંદર આપણા ઇષ્ટની છબીને લાવી અને જો આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું તો એ ધ્યાનની અંદર તમે એવા ખોવાઈ જશો મિત્રો કે તમને ખુદને ખબર નહીં રહે કે તમે અત્યારે કઈ જગ્યાએ છો કયો સમય છે કયું સ્થળ છે બસ તમે તમારી અંતર યાત્રાની અંદર ઉતરી ગયા હો છો એનું નામ જ ધ્યાન કે પોતાના શરીરની અંતર યાત્રા કરવાની આપણું જે સુક્ષ્મ શરીર છે એને આપણા જે બાહ્ય શરીર સાથે અલાઇન કરવું આપણા આપણું શરીર આપણું મન આ એકબીજા સાથે અલાઇન થઈ જાય બસ એ જ છે ધ્યાનની પ્રક્રિયા બરાબર છે એટલે યોગની અંદર ધ્યાનની ભૂમિકા તો ખૂબ જ છે તો આપણુે જ્યારે યોગ કરતા હોઈએ ત્યારે જો આપણું મગજ બીજી કોઈ જગ્યાએ ભટકતું હશે કદાચ તો એ યોગ એટલો ઝડપથી અસર નહીં કરે પણ જો તમે ધ્યાન એની અંદર ધ્યાનને સાથે જોડી અને યોગ કરશો તો એ ચોક્કસપણે તમને ઝડપથી અસર કરશે એટલે યોગમાં ધ્યાનની ભૂમિકા તો ખૂબ ખૂબ અને ખૂબ જ અગત્યની છે કરો યોગ અને રહો નિરોગ અને ધ્યાન એટલે આપણે આપણા મનને ઈશ્વરની સાથે જોડવાની પ્રક્રિયા છે મિત્રો અસ્તુ